તમારા વિસ્તારના આધારે સ્મારક દરિયાકિનારા અને ધાર્મિક સ્થળોની માહિતી બદલી શકે છે ઉદાહરણ તરીકે જો તમે ગુજરાતમાં છો તો એક સોમનાથ મંદિર વેરાવળ આ ભારતના પ્રાચીન બાર જ્યોતિર્લિંગમાંનું એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે શ્રદ્ધાળુઓ માટે શ્રાવણ મહિનામાં જુલાઈથી ઓગષ્ટ વધુ પ્રવાહ જોવા મળે છે અને આ સમયે ત્યાં કઠિન યાત્રા સાથે સંકળાયેલ કાર્યક્રમો રોજ યોજાય છે બે દ્વારકા ભગવાન કૃષ્ણની નગરી તરીકે ઓળખાતું દ્વારકા ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં આવેલ છે મુખ્ય યાત્રાકાળ નવરાત્રિ અને જન્માષ્ટમી દરમિયાન થાય છે ત્રણ દીવ દરિયાકિનારા દીવ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે ખાસ કરીને શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી પ્રવાસીઓનો પ્રવાહ વધારે હોય છે કારણકે આ સમયે આકર્ષક આબોહવા માટે ઉત્તમ ગણાય છે ચાર મહાત્મા ગાંધીનાં જન્મસ્થળ પોરબંદર મહાત્મા ગાંધીનાં જન્મસ્થળ તરીકે પોરબંદરને માન્યતા મળી છે ગાંધીજયંતી બીજી ઓકટોબર આસપાસ યાત્રાળુઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે જ્યારે શિયાળુ મોસમ નવેમ્બરથી ફેબ્રુઆરી સામાન્ય રીતે પ્રવાસ માટે શ્રેષ્ઠ ગણાય છે કેમકે આ સમયમાં આબોહવા ઠંડી અને આરામદાયક હોય છે